આપણે હોસ્પિટલની વાત કરીએ અને સ્વાસ્થ્ય સંભાળ સેવાઓની વાત કરીએ તો અત્યારે લોકો માટે ડગલે ને પગલે જરૂરી છે કારણ કે અત્યારે નાના બાળકથી લઈને વૃદ્ધ સુધી અને અત્યારે આ બધું ટ્રાફિક ને એના લીધે એટલું બધુ વધી રહ્યું છે કે એક્સિડન્ટ પણ રોજના એટલા થાય છે અમારા રાજ્યની વાત કરું તો અહીંયા ખાનગી હોસ્પિટલ અને સરકારી હોસ્પિટલ બને સારી રીતે સેવાઓ આપે છે આપણે એવું નથી કેહતા કે ખાનગી હોસ્પિટલ સારી કે સરકારી હોસ્પિટલ બને એની જગ્યાએ બરાબર છે અમે કોરોના ટાઇમમાં પણ અનુભવ કરેલો છે કે જે પ્રાઇવેટ હોસ્પિટલ છે જે ખાનગી હોસ્પિટલ છે એ લોકોએ પણ લોકોને ખૂબ જ મદદ કરી હતી અને સરકારી હોસ્પિટલમાં પણ જ્યારે જાય છે લોકો ત્યારે એને ખૂબ સારી સેવાઓ આપવામાં આવે છે અને જે ગરીબ લોકો છે એના માટે તો બહુ જ સારું પડે છે કારણ કે એ લોકો પાસે પૈસા નથી હોતા તો પાંચ રૂપિયા કે દસ રૂપિયામાં કેસ કાઢીને એ લોકોને સારી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ખાસ કરીને અમારા રાજ્યમાં ટ્રસ્ટની પણ એટલી બધી હોસ્પિટલ્સ છે કે એ હોસ્પિટલમાં હજી મિડલ ક્લાસ છે એમના માટે જે બહુ મોંઘી હોસ્પિટલમાં નથી જઈ શકતા અને જે લોકોને મોંઘા દવાખાનામાં નથી પોસાતા એ લોકો માટે ટ્રસ્ટની હોસ્પિટલ એક વરદાન રૂપ છે એવું આપણે કઈ શકીએ અહીંયા ઘણી બધી રામકૃષ્ણ આશ્રમ છે પંચનાથ મંદિરની રાજકોટની જ ખાલી વાત કરીએ એક આપણે જિલ્લાની એવી રીતે બધા જિલ્લાઓમાં અલગ અલગ સ્વામિનારાયણ હોય કે જલારામ બાપા હોય કે પછી તેવી રીતે જ્ઞાતિ વાઇસ પણ એટલે જ્ઞાતિ નહીં નામ હોય છે બધી જ્ઞાતિઓ એમાં જઈ શકે છે પણ આ રીતે બધી જ્ઞાતિઓએ પણ બનાવેલા દવાખાનાઓ છે કે જેમાં ખૂબ જ સારી સેવાઓ મળે છે અને દાતાઓ તરફથી એમાં મોંઘા મોંઘા મશીનો મૂકેલા હોય છે એટલા માટે એ લોકો આરામથી એમની ત્યાં સેવાઓ લઈ શકે માણસ માટે તો દવાખાનાની વાત જ આપણે શું કરીએ પણ એ સાથે સાથે અમારા રાજ્યમાં પશુ પક્ષીઓ માટે પણ સારી એવી હોસ્પિટલ બનાવામાં આવી છે અને સેવાઓ આપે છે કે જે પશુ પક્ષી માટે પણ એ લોકોને કોઈ પણ એનું અકસ્માત થયો હોય કે પશુ પક્ષી બીમાર હોય કે એને કઈ પ્રોબ્લેમ થઈ હોય તો એ લોકોને ત્યાં લઈ જવામાં આવે છે તો આ રીતે જોઈએ તો સરકારી દવાખાનામાં પણ અને ખાનગી દવાખાનામાં પણ ખૂબ જ સરસ સેવાઓ છે અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ ખૂબ સારી છે કે વન જીરો એઈટ કે બીજી બધી જે એમ્બ્યુલન્સ હોય છે એને ફટાફટ બોલાવામાં આવે છે લોકો તરફથી અને અમારા રાજ્યના લોકો પણ એવા હોય છે કે કોઈપણ એક્સિડન્ટ થયો હોય કે કોઈ બીમાર હોય તો અમુક ટ્રસ્ટ કે સંસ્થાઓ પણ ઘરે જઈને પણ લોકોને આ જે દવાખાનાની સેવાઓ પૂરી પાડે છે જે ડોક્ટર્સ છે એ લોકો મદદ કરે છે અને ઘણી બધી રીતે આવી રીતે એ લોકોને મદદ રૂપ થાય છે